જ્યારે નૃત્યની વાત આવે તો ત્યારે એ કહેવું તો જરૂરી છે કે અત્યારના જે જમાનાના લોકો છે બધા અત્યારના સમયના આધુનિક જમાનામાં તો નૃત્યનો ખરેખરમાં અર્થ શું છે એ બધા લોકો ભૂલી ગયા છે અને ભૂલતા પણ જઈએ છે હજુ પણ એ ચાલુ છે ભૂલવાનું બધું આજકાલ બધા લોકો માટે નૃત્ય છે એક આમ મનોરંજનનું કહેવાયને કે એક એવું આમ મળી ગયું છે એ લોકોને એવી બાબત મળી ગઈ છે મનોરંજનનું તેનું બની ગયું છે તે માટે એવું

આજકાલના આધુનિક જમાનાની વાત કરીએ તો નૃત્ય એટલે કે અર્થ નગ્ન વ્યવસ્થામાં કપડાં એવા એ રીતે કપડા પહેરવાં કે શરીરના છે સરખા ભાગો ન ઢંકાયેલા હોય તેમાં સૌથી વધારે આપણે જોઈએ તો સરખી રીતના ચોખ્ખી ભાષામાં કહી તો અંગપ્રદર્શન ટૂંકમાં એ રીતના બધા કપડા પહેરીને ડાન્સ કરવો પિક્ચરમાં પણ એ રીતના આવતું હોય આ તે તો એ માટે હું એટલું કહેવા માંગીશ કે નૃત્ય છે એ એક કળા છે જેનામાં હોય તે તેમાં એટલું ઉંડે સુધી ઉતરેલું હોય કે તેને ખુદને એ ભાન ના હોય કે તે શું કરી રહે છે ટૂંકમાં શું કરે છે અને નૃત્ય એટલે જે પ્રાચીન નૃત્ય છે કે જેમાં અંગપ્રદર્શન એક પણ બાબતે ના થતું હોય માત્ર નૃત્યની તેમની જે કળા છે તેમની અંદર રહેલી એ જ પ્રદર્શિત થતી હોય માત્ર ને માત્ર અને બધા તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવતા હોય પરંતુ નહીં કે ખરાબ ઈરાદાથી સારા ઈરાદાથી કે ભાઈ આને જે નૃત્યનો જે સ સાચું અર્થ છે એને જાળવીને નૃત્ય કરેલું છે અને માણસો તેના વખાણ કરે કે વા આવો નૃત્ય તો કોઈ દીવસ જોયેલું જ ન હતું એ પછી પ્રાચીન નૃત્ય હોય પ્રાચીન ગરબા હોય પ્રાચીન રાસ હોય ભરતનાટ્યમ્ છે કે કોઈ પણ બીજા એવા નૃત્ય હોય કથકલી આ તે કાંઈ પણ પણ એમાં એક છોકરીની સાવચેતી સરખી રીતના જળવાઈ રહે એ રીતના એ રીતના નૃત્ય હોવું જોઈએ અત્યારે બોલિવૂડના જમાનામાં નૃત્યને ઘણી બધી બાબતો અસર કરે છે બોલિવૂડ એટલે માત્ર ડાન્સ અંગપ્રદર્શન અને ટૂંકમાં બધી જાતની આમ એવી નીચી બાબતો જે આમ આપણે બહુ સારી ના કહી શકીએ જેનો ઉલ્લેખ કરવો પણ અશક્ય છે જેમાં આપણે શબ્દનો ઉચ્ચાર તો કરી શકીએ પણ આપણે કરવા નથી માંગતા એવા શબ્દોનો ઉચ્ચાર કે જે ભાઈ ના સારું લાગે ટૂંકમાં આપણે કોઈ પણ સાથે વાતચીત કરતાં હોય તો એ રીતનો આપણે ઉચ્ચાર ના કરી શકીએ એવા નૃત્ય છે બોલિવૂડની અસર એક ખૂબ જ ખરાબ કરે છે આજકાલના જમાનાને અને જો ભારતમાં ઘણા એવા નૃત્ય છે બોલિવૂડમાં પણ એવું ઘણું સારું છે આજકાલનું બોલિવૂડ છે એ ઠીક છે કે ભાઈ આધુનિક થઈ ગયું છે ખૂબ જ વધારે પડતું જેમાં આવી ગયું છે જેમાં આધુનિકતા બધી આપણે જોઈ શકીએ જ છીએ ઘણા એવા ગીતો છે નૃત્ય છે આ છે કે જે બધી મર્યાદાઓને જે લાંગીને શૂટિંગ થાય છે અને તેની સામે બધા મજા પણ માણે છે પણ ભારતના અમુક જે નૃત્યો છે નૃત્ય ગીતો છે જે જુના છે જેમકે નેવુંમી સદીથી ચાલતા આવતા એંશીમી સદીથી ચાલતા આવતા જેને આપણે ગોલ્ડન મોમેન્ટ્સ કહી શકીએ સોનેરી પળ તરીકે તો એમાં ઘણા ખરા ગીતો છે જેમકે આપણે વાત કરીએ તો જે મુગલે આઝમનું ગીત જબ પ્યાર કિયા તો ડરના ક્યા ત્યારબાદ આધુનિક બોલિવૂડમાં પણ આપણે જોઈએ શકીએ છીએ કે સંજયલીલા ભણશાલી છે તે દર વખતે આમ જોઈએ તો એક એક વરસના ગાળામાં જ એ પ્રાચીન પિક્ચર પ્રાચીન જે બાબત હોય છે બધી પ્રાચીન હકીકતો હોય છે તેના આધાર ઉપર પોતાનું પિક્ચર બનાવે છે તો તેમાં આપણે વાત કરીએ તો જે પેલું ગીત છે દિવાની મસ્તાની ત્યારબાદ પીંગા નગાળે સંગ ઢોલ બાજે અલબેલા સજન ઘર આયો રે આ બધા ઘણા આવા બધા ઘણા નૃત્યો છે નૃત્યો ગીતો છે જે ખૂબ જ સદાબહાર નૃત્ય ગીતો છે